ભારત આમ તો કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિને ભારતની કરોડરજ્જુ માનવામાં આવે છે પણ છતાં પણ ખેતીમાં એવી ઘણી બાબતો રહેલી છે જેના વિશે ખેડૂત જાણતો નથી જો ખેડૂતને તેના વિશે શું કહેવાય આપણે પૂરતું જ્ઞાન આપવામાં આવે માહિતી આપવામાં આવે તો ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા બન્નેમાં વધારો થઈ શકે એમ છે હવે આપણે એમાં ખેતીમાં જો વાત કરીએ તો જૂની પદ્ધતિઓ પ્રમાણે માણસો હાથથી અથવા તો બળદથી એના દ્વારા જ આપણે કહેવાય ને કે વાવણી કરતા હોય છે બરાબર તો એના માટે અત્યારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં જો આવે યાંત્રિક મશિનોનો ઉપયોગ કરવામાં આવે તો એની મદદથી એ કાર્ય ઝડપી અને ઓછી મહેનતવાળું બની શકે જેનાં કારણે શ્રમ અને જે સમય આપણે કહેવાય કે વેડફવાનો જે દર છે એ ઘટાડી શકે તેના માટે થઈને ઘણાં બધાં એવાં આયોજનો છે જે કરી શકાય જેમ કે ખેડૂતોને માહિતી આપવી કે તમે કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારો સમય બચાવી શકો શ્રમ ઓછો કરી શકો તેમજ માટીની ગુણવત્તા પ્રમાણે જો પાક વાવવામાં આવે તો એ પાકમાં માટી પોતાની રીતે એક આગવી એને કહેવાય ને કે ક્ષમતા જે પોતાની રહેલી છે ગુણવત્તા માટીની તે આમાં પ્રસરી શકે ફળદ્રુપ જમીન હોય અને એમાં જો તમે એને અનુરૂપ પાક આપો બરાબર તો એ એક વિકસવામાં એને જે વધારાનો દર છે એ મળી રહે છે જેમ કે ગુજરાતમાં ભાલપ્રદેશ કહેવાય તો એ ભાલપ્રદેશમાં મુખ્યત્ત્વે ઘઉં છે એ વાવવામાં આવતા હોય છે જેનાં કારણે તે ઓછી મહેનતે અથવા તો કહેવાય સાવ નજીવી મહેનતે પણ સારું એવું ઉત્પાદન આપી દેતું હોય છે એવી જ રીતે જો બીજા ક્ષેત્રો બીજા રાજ્યોની વાત કરવામાં આવે તો કોઈ જગ્યાએ ચોખા છે કોઈ જગ્યાએ શેરડી છે કોઈ જગ્યાએ તમાકુ છે એ બધાં ઉત્પાદનો બહુ જ બહોળાં પ્રમાણમાં થતાં હોય છે તો આ વસ્તુઓ એ જ દર્શાવે છે કે માટી છે એની જો ગુણવત્તા જાણીને એને અનુરૂપ પાક આપો તો એ ખૂબ જ સારા પ્રમાણમાં તમને મદદરૂપ થઈ શકે એવી જ રીતે બીજી પણ વસ્તુઓ છે જેમ કે દવાઓનો ઉપયોગ કરવો પણ રાસાયણિક દવાઓ રાસાયણિક ખાતર એનો ઉપયોગ તમારે કેટલાં પ્રમાણમાં કેવી રીતે કરવો એ જો ખબર ન આવે તો એનાથી થતાં નુકસાનો પણ ખૂબ જ વધારે નીકળી શકે જેના લીધે જ પછી આગળ જતાં માણસોમાં કહેવાય ને બીમારીનું પ્રમાણ પણ વધી શકે તો મુખ્યત્ત્વે માહિતી પ્રમાણે જો કામ કરવામાં આવે પૂરતાં પ્રમાણમાં જો કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તે પછી રાસાયણિક ખાતર હોય રાસાયણિક દવા હોય ટેક્નોલોજી હોય તો હંમેશા એ મદદરૂપ જ થતું હોય છે તો આના ઉપરથી આપણે એક વસ્તુ તો જાણી જ શકીએ કે ખેડૂત વર્ગ હોય તે આટલી હદે કહેવાય ને શિક્ષિત હોતો નથી જેનાં કારણે તેઓ આ માહિતીઓ જેને મળવી જોઈએ એનાથી હંમેશા વંચિત રહી જાય છે પણ જો આ માહિતી એમને પૂરી પાડવામાં આવે તેમને જણાવવામાં આવે કે લોકો આના વિશે વધુ જાણે તો એને મદદરૂપ થઈ શકે બીજો જો આપણે આર્થિક પાસું લઈએ તો ખેડૂતના શ્રમને અનુરૂપ તેમને વળતર મળતું હોતું નથી તો આ વિશે માણસોએ જાણવું જોઈએ કે જો એમને પૂરતું વળતર નહીં મળે તો કઈ રીતે એ ખેડૂત પોતાનું આગળનું ગુજરાન ચલાવશે અથવા તો કઈ રીતે ઉત્પાદનમાં વધારે મહત્ત્વ દેખાડશે બરાબર કઈ રીતે વધુ ઉત્સાહથી વધું ઉત્પાદન એ લેશે અને જો એને જ વળતર ના મળે જે આપણું કહેવાય કે અર્થશાસ્ત્રનું મૂળ છે તો કઈ રીતે અર્થશાસ્ત્ર ટકી શકશે તો આ એવી અમુક બાબતો છે જે જાણવી જ અથવા તો જણાવવી ખૂબ જ ઉપયોગી છે બરાબર અને ગુજરાત છે જો વાત કરીએ આપણે તો તેલ વિભાગમાં સૌથી ઉપરનું સ્થાન ધરાવે છે તો અહીંયા થતાં તેલ ઉત્પાદનનાં તેલીબિયાં જેવા કે મગફળી છે એરંડા છે સોયાબિન છે તો એમના માટે એ લોકોને પ્રેરિત કરવામાં આવે અને એનું ઉત્પાદન વધારવામાં આવે અને એ વસ્તુઓ આપણે બીજે જગ્યાએ એક્સપોટ કરી શકીએ જેનાથી વધારે ભાવ મળે વધું વળતર મળે અને એની સાથે સાથે જ જે ખેડૂત વર્ગ છે એ જો ઉપર આવે તો આખા દેશનાં અર્થતંત્ર આખા દેશનાં કરોડરજ્જુને એક ખૂબ જ સારા પ્રમાણમાં સહયોગ મળશે એવું મારું માનવું છે આ અમુક પાસાઓને જો જણાવવામાં આવે તો ખૂબ જ સારી રીતે ખેતીમાં વિકાસ થઈ શકે ખેતીના લીધે બીજા લોકોને પણ ફાયદો થઈ શકે અને જો આ વસ્તુને આગળ ધપાવવામાં આવે તો ખૂબ જ સારા પ્રમાણમાં આ મદદરૂપ થાય એવું મારું માનવું છે બાકી ખેતી જો જેમ આગળ વધશે એમ આ દેશને કરોડરજ્જુ આ દેશની ગુણવત્તા આ દેશની બૌદ્ધિક ક્ષમતાઓનો વિકાસ થશે એવું કહી શકાય